મને મહેન્દ્ર સિંગ ધોની ગમે છે મને તેમનો શાંત સ્વભાવ અને નમ્રતા ગમે છે હું એમને મળીશ તો હું એમની ફિટનેસનો શું ફિટનેશનો શું રાઝ છે એવું પૂછીશ